હું અમદાવાદ શહેરનો રહેવાસી છું ને અમદાવાદમાં વીજળીની બાબતે વાત કરીએ આપણે આજે તો અમદાવાદમાં તો ચોવીસ કલાક વીજળી આવતી રહે છે પરંતુ જરૂરી નથી કે એ વાત સો ટકા સત્ય છે કારણ કે અમુક વખત મોસમ બદલાય જેમ કે વરસાદનો મોસમ લઈએ આપણે તો વરસાદના મોસમમાં અમુક વખત ખપત છાય થાય છે વીજળીની કારણ કે અમુક વખત બે કલાક થાય ત્રણ કલાક થાય એમની એવી રીતે તમને વીજળી કપાય છે પરંતુ આ હર વખત થાય એ જરૂરી નથી અમુક વખત જ થાય છે તે તમને વરસમાં બે વખત ત્રણ વખત આવી કટોતી જોવા મળે પરંતુ તમે અમદાવાદની થોડી બહાર જાવ હદની હદની ઉપરની વાત કરીએ આપણે તો હદ ઉપર જાવ ત્યારે તમને કપાત વધારે જ જોવા મળે જેમકે તમને વાત કરું આજે મેહસાણાની વાત કરું એ અમદાવાદથી થોડુંક દૂર છે મહેસાણા આણંદ આ બાજુની વાત કરીએ તો ત્યાં જે ગામડાનો ઇલાકો હોય એ ગામડામાં તમને બાર કલાક કે તેર કલાકની વીજળી મળી રહે અને છ પાંચ કલાકનો તમને કટોતી મળી રહે કારણકે એ એવરીડે એમનો શું કહેવાય કટાવ કટિંગ થાય છે એટલા માટે ત્યાં તમને ફુલ ટાઇમ વીજળી ના મળી રહે